ગુજરાતમાં આમ તો રમતના કાર્યક્રમો ઘણા બધા યોજાય છે પણ અમદાવાદની અંદર ક્રિકેટની રમત રમવા માટે એક સરસ મજાનું મોટું એવું સ્ટેડિયમ મોટેરાની અંદર જેની ક્ષમતા એક લાખ વ્યક્તિને બેસાડી સકવાની છે તેવું ખૂબ જ સુંદર અને મજબૂત મેદાન બનેલું છે જેના વિશે ખૂબ જ સમગ્ર દુનિયામાં નામચીન એવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે ખૂબ જ વખણાય રહ્યું છે અને ક્રિકેટની રમત રમવા માટે ખૂબ જ મોકળી જગ્યા અને સારું એવું વ્યવસ્થિત સુવ્યવસ્થિત સગવડ સાથે ગોઠવણી કરી શકાય છે